તર્ક સંગત ન હોય તેવી વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા આધિ દૈવિક અદ્રશ્ય બળો જાદુ મેલી વિદ્યા શુકન અપશુકન બૂરી નજર ભૂત વગેરે વિષેની શ્રદ્ધા અંધશ્રદ્ધાને ધાર્મિક સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય દરેક ધાર્મિક વ્યવસ્થા અંધશ્રદ્ધાને વધારવાનું વલણ ધરાવે છે દાખલા તરીકે એક ખ્રિસ્તી એવું માનતો હોય કે તેના પોતાના મુસીબતના સમયમાં બાઈબલનું તે કોઇપણ પાનું ઉઘાડે અને તેની પહેલી નજરે જે શબ્દો પડે તે તેને માર્ગદર્શન આપશે વળી કોઈ એક ધર્મના વ્યવહારો એથી ભિન્ન ધર્મવાળાને અંધશ્રદ્ધાથી ભરેલાં લાગતાં હોય છે સાસંકૃતિક પ્રણાલીમાં અંધશ્રદ્ધા વિવિધ પ્રકારે પ્રવર્તે છે ઘણી વાર તે ધાર્મિક અંધશ્રદ્ધાથી અલગ ના પાડી શકાય તેવી હોય છે લગભગ તમામ યુગોમાં બધાં જ માણસો ઓછે વત્તે અંશે એમ ગંભીરતાથી અનિષ્ટના નિવારણ ઇષ્ટના આગમન ભવિષ્ય કથન સારવાર કે માંદગી અથવા અકસ્માત અટકાવવા સંબંધી વિવિધ પદ્ધતિઓમાં બિન તાર્કિક શ્રદ્ધા ધરાવતાં નજરે પડે છે તાવીજની તાકાત કે બૂરી નજર લાગવા જેવી અંધશ્રદ્ધા ઇતિહાસના લગભગ તમામ કાળમાં અને વિશ્વના લગભગ તમામ ભાગોમાં જોવા મળે છે અમુક અંધ શ્રદ્ધા કોઈ એક દેશ પ્રદેશ ગામ કુટુંબ કે કોઈ સામાજિક અથવા ધંધાકીય જુથ પૂરતી મર્યાદિત હોય છે અંતે તો વ્યક્તિ પોતે વ્યક્તિગત શ્રદ્ધા ઊભી કરે છે અને એને જ પાછો અંધશ્રદ્ધામાં પણ બદલી નાખતો હોય છે એક વ્યક્તિ કોઈ તારીખને વારને સમયને સ્થળને વસ્તુને રંગને વ્યક્તિને કે પ્રકિયાને શુકનવંતી કે અપસશુકન્ય માને છે વિદ્યાર્થી અમુક જ કલમથી પરીક્ષામાં પ્રશ્નપત્ર લખે વ્યક્તિ અમુક જ સમયે ઘરની બહાર નીકળે કોઈ એક આંકડાને શુકનિયાળ માનીને વ્યક્તિ પોતાની જિંદગીમાં તેનો ઉપયોગ કર્યા કરે કે તે મુજબ વ્યવહારો ગોઠવે આ બધા અંધશ્રદ્ધાના બાહ્ય સ્વરૂપો છે અંધશ્રદ્ધા માનવ જાતિના ઇતિહાસમાં અસર ઉપજાવનારી રહી છે આજના વૈજ્ઞાનિક તથ્યોને તર્ક શુદ્ધ પુરાવાના કહેવાતા જમાનામાં પણ બહુ ઓછા લોકો એવા હશે જે ખાનગી કે જાહેર રીતે એકાદ બે બાબતોમાં પણ અંધશ્રદ્ધા ધરાવતા ન હોય